લેખન પ્રવૃત્તિનો મારો શોખ એ એક જીવાતી બાબતોનું શબ્દોમાં આલેખન કરવું તે એક અત્યંત સુંદર પ્રક્રિયા છે મારા માટે રોજબરોજના જીવનમાં થતા અનેક અનુભવો અનેક માણસો અનેક પ્રકારના લોકોની પ્રતિક્રિયાઓ અનેક પ્રકારની લોકોની મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણો દરેક ઘટના પર તેમની એક પ્રક્રિયા પ્રતિભાઓ આપવાની પદ્ધતિઓ એના વિષે હું સતત અવલોકન કર્યા કરું છું અને તે અવલોકનના બંધનમાંથી જે વિચાર નીપજે તે લખવાની મારી એક શોખ છે તે પ્રક્રિયા મને ખૂબ જ આનંદ આપનારી સર્જન પ્રક્રિયા છે સામાન્ય રીતે મને જ્યારે જે પણ વસ્તુ લખવા માટે પ્રેરિત કરે છે જે પણ ઘટના લખવા માટે પ્રેરિત કરે છે તે ઘટનાને હું મનોમંથન માટે પૂરતો સમય આપું છું તેના પર વિચાર વિમર્શ કરું છું હા હું તેની બીજા સાથે વાત કરવાનું ટાળું છું કારણ કે બીજાના અભિપ્રાય અને મારા અભિપ્રાય વચ્ચે અંતર હોઈ શકે છે તેના પરથી હું બને તેટલો નિષ્પક્ષ અભિપ્રાય કહેવાની કોશિશ કરું છું અને ત્યારબાદ હું તેને મારા એક ઓનલાઈન બ્લોગ ઉપર લખું છું હા અનુકૂળ જગ્યા એવું કોઈ જગ્યા નથી પરંતુ હું એટલું પ્રાથમિકતા આપું છુ કે મારે મારે લખતી વખતે તદ્દન એકાંત હોવું જોઈએ નાનકડી પણ ખલેલ મને લખવા માટે ભાતિત કરે છે આથી લખવા માટેની જગ્યા તે એકાંતવાળી હોય કોઈ ખલેલ ન પહોંચાડે એવી હોય તે મારા માટે ખૂબ જ જરૂરી છે